સુરતમાં સંજયકુમાર હોલમાં પણ ઘણા સરસ નાટકો આવે છે બધા મજા આવે જોવાની એક એકથી ચડિયાતા તેમાં વસીમ ઝરીવાલાના પછી આ હાસ્ય કલાકાર પેલા નવસદ કોટડીયા દરેકના સરસ સરસ પ્રોગ્રામો આવે મજા આવે જોવાની સંજય કુમાર હૉલની સીટો બેસવાની વ્યવસ્થા હૉલ મોટો ઊભા રહેવાની વ્યવસ્થા વ્યવસ્થિત બધું હોય છે તેવી જ રીતે જીવન ભારતીમાં પણ ઘણા પ્રોગ્રામ જોયા જીવન ભારતીમાં પણ નાટકો અમારા ફોરમના પ્રોગ્રામો સ્નેહ સેતુના પ્રોગ્રામ ઘણા જોયા ગાંધી શ્રુતી હમણાં કામકાજ ચાલે છે એટલે બંધ છે પણ ત્યાં પણ નાટક જોવાની ઘણી મજા આવતી જોવા જેવા નાટકો હોય છે પણ ગમે પિક્ચરો જોડે જોડે નાટક બી ગમે બધુ જ જોઈએ અમે તેવી જ રીતે તે રીતે અમદાવાદમાં પણ ઘણા થિએટરો છે જયશંકર સુંદરી હૉલ ટાઉન હૉલ એવા ઘણા હૉલ છે તેમાં અમે સ સંજીવકુમાર સુરતના સંજીવકુમાર હૉલમાં સફરજન નાટક જોવા ગયા હતા બહુ સરસ નાટક હતું એક કલાક તો આમ જકડી જ રાખ્યું મજા આવી ગઈ જોયા જ કર્યું જોયા જ કર્યું એક સરખું બધાએ પણ કંઈ પણ અવાજ ના આવે તે પહેલાં બધાએ જોયા કર્યું ને એનો એન્ડ બી બહુ સરસ હતો મજા આવી આનંદ થયો જોઈને ઘણો આનંદ થયો